હાલો હા મનીષા બેન બસ જુઓ સવાર સવારમાં હા હા બરાબર છે રવિવારની સાંજ છે એટલે બધાં બધાં આપણા સુરતીઓ તો એજ હોય છે ઘરે રસોડું બંધ સાવરમાં પણ એજ આપણે ત્યાં હોય છે રવિવારે તો રવિવારે સવારે જ્યાં જુઓ ત્યાં બધા લોચો ખાવા જશે ક્યાં હા અને સ્પેશિયલ રાંદેરમાં ખાઉસા ખાવા આવશે આલુ પૂરી ખાવા આવશે બસ એજ એજ હ એટલે કેવું છેને બાળકોને હવે ફ્રૂટ ખાવાના ગમતાં જ નથી સારી વસ્તુ ખાવાની ગમતી જ નથી એટલે તમે જુઓ બધે બધે એવી સ્કીમ હોય છેકે એક પર એક ફ્રી ડિશ લોચાની આલુપૂરીની ક્યાંય તમને એક ઉપર એક એ પણ ફ્રી મળે છે એજ છે કે તેતો હા અને સારી વસ્તુ એટલે એની માંગ ઊભી થાય તો એ એટલું કોઈક બનાવે ને આતો માંગ જ તમારી એવી છેકે લોચો ખાવો છેને ખાઉસા ખાવા છે છે હા હા બિલ્કુલ હં સાચી વાત છે હા હા બઉજ હોય છે હં જે લોકો એવી મજા લેછે એ એવી લેછે અને હવે બીજા લોકો એવું શીખ્યા છેકે રવિવારે રેસ્ટોરન્ટમાં બહુ ભીડ હોય પણ ખાવાનું તો બહારનું જ એટલે સ્વિગી અને ઝોમેટા કરીને બહાર બહારથી મંગાવીને ઘરમાં બેસીને ખાશે પણ બહારનું ખાવાનું સુરતીઓનું નક્કી થઈ ગયું નથી હા ખરેખર એમાં નામના હોય છે એટલે તો બટેકા પળતા હોય હ હા બસ જો મેં તમને કહ્યુંને હવે અમારે ત્યાં બધા ઘરમાં છોકરાઓ મોટાં થઈ ગયા છે એટલે કહેશે રેસ્ટોરન્ટમાં બહુ જ ભીડ હોય છે તો આપણે સ્વિગી બંગ કરીને મંગાવી લઈશું જેને જે ખાવું હોય એ ઓડર કરી શકાય એટલે કેવું છેકે આમ ઘરની અંદર રેસ્ટોરન્ટ લાવીને મૂકી દેવાની એવું થઈ ગયું છે તો શું કરવાનું એટલે હા ચોક્કસ ભલે આવજો